હલો જ્યોતિ ટ્રાવેલ્સમાંથી બોલો છો હા ભાઈ બે ત્રણ દિવસ પહેલાં છે ને મેં ટ્રાવેલિંગ કરેલ હતી જુનાગઢ માટે ત્યારે આપની સીટની ઉપર ચ્વિંગમ લાગેલ હતી ચ્વિંગમ ચોંટેલી હતી આ નાના બાળકોની સાથે મુસાફરી કરીએ અને આ બાળકોને થોડી ખબર પડે આમાં માથું રાખે તો માથા પર ચ્વિંગમ ચોંટી જાય આમાં એ લોકો જોતા નથી આટલું ગંદકી જે હોય છે તો સીટ પણ એટલી ગંદી હોય છે અને ઘણાખરા મેં ત્યાં કાગળના કટકા પડેલા જોયા છે તો આ સફાઈકામ તમારી બસમાં મને પસંદ નથી